હ હાલો

હા બોલું છું હા અવેલેબલ છે તમે તમારી સાઇજ ને બધુંય કહો ને હા હજારમાં હજાર પાંદરસોમાં મળી રહેશે આપણે ત્યાં સોક્સ હા એક પ્યુમાના છે નાઇકીના છે સ્કેચર્સના છે પ્યુમાના છે એ સાતસોના છે સ્કેચર્સના છે એ હજારના છે અને નાઇકીના છે એ પણ હજારના છે તમારે ત્રણ જોડી લેવાં છે તો એમાં તમને સો રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે હા શોપ ઓપન છે શોપ ઓપન છે હા તો આવી જજો દોઢ જ થયો